વૃક્ષો આપણાં જીવનમાં ખૂબ જ જરૂરી છે એ આપણે જાણીએ છીએ પરંતુ અમારી સોસાયટીની જો પરિસ્થિતિની વાત તમને કરીએ તો આખું વાતાવરણ અલગ છે અમારી સોસાયટીમાં ઘણાં ઘરો છે પરંતુ અમારી સોસાયટીની બાજુમાં સરકારી જમીનો આવેલી છે હવે આ સરકારી જમીનોમાં ઘણાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ઘણાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે હવે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આ વૃક્ષોનો કચરો સરકારી જમીન છે અને આ વૃક્ષોનો કચરો જે પાંદડા પડે છે એની નિયમિત સફાઈ થતી નથી એ ઘણી વાર એ પવન વાવાઝોડું આવે છે કે પવન જોરમાં આવે છે તો ત્યારે આ બધો વૃક્ષોનો કચરો ઉડીને અમારી સોસાયટીમાં આવી જાય છે બાજુના ઘરોમાં આવી જાય છે અને એની સફાઈ બીજું કોઈ કરવા માટે આવતું નથી અને આની સફાઈ અમારે જાતે જ કરવી પડે છે અને એનાથી અમે બધા હેરાન થઈ ગયાં છીએ બીજી વસ્તુ કે આ એક દિવસનું હોયને તો બધા સફાઈ કરીને અને ચાલે પણ આ એક દિવસની વાત નથી આ રોજેરોજની વાત છે એટલે અમારી બધાં મ્યુનસિપાલ ને વિનંતી છે કે આના માટે યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા થાય એના માટે કોઈ માણસો રોકે કે બીજી કોઈ વ્યવસ્થા કરે તો સારું તે જ રીતે તમને જાણ કરીએ તો કેટલાંક વૃક્ષો એવાં છે કે જેની ડાળીઓ કેટલાંક ઘરોને અડીને આવેલી છે તો મ્યુનસીપલને અમારી એ એટલી અમારા તરફથી અરજી કરવામાં આવે છે કે જે ડાળીઓ ઘરની અંદર આવતી હોય કે ઘરને નડતી હોય તો તેનો યોગ્ય રીતે એ કાપીને નિકાલ કરવામાં આવે બીજી વસ્તુ બે બીજાં ઘણાં એવાં વૃક્ષો છે જે ઘટાદાર છે વિશાળ છે ઘણી મોટી ઘણી વિશાળ જગ્યામાં ફેલાયેલી છે ઘણા વર્ષો જૂના ઝાડ છે તો તેવા વૃક્ષો ચોમાસામાં જ્યારે વાવાઝોડું આવે છે તો તેવા વૃક્ષો જમીનથી ઊખડી જતાં હોય છે તો તેવા સમય દરમિયાન એ વૃક્ષો જો બાજુના ઘર પર પડે તો બાજુના ઘરોને ઘણું નુકસાન થાય એવું છે તો મ્યુનસીપલને બધાની એજ અરજી છેકે એવા વૃક્ષોનો જ જે જૂના હોય અને ઘણાં સમય ત્યાં હોય અને જમીનથી ઊખડી જવા જાય એવાં હોય અને ઘરને નુકસાન કરે એવાં હોય તો તેનો યોગ્ય નિકાલ કરે બીજી વસ્તુ કે કચરો કચરો ઘણી વાર એક જમીન પર ભેગો થઈ રહેતો હોય અને વરસાદ જ્યારે પડે ત્યારે એ કચરામાં કિચડ થઈ જતું હોય અને એ કચરો કોહવાવાથી કોહવાઈ જવાથી એમાંથી ઘણી વાર વાસ આવતી હોય પ્રદૂષિત થતું હોય વાતાવરણ તો આવા સમય દરમિયાન આજુબાજુ રહેતા લોકોના સ્વાસ્થ્ય બાબતે વિચારીને આ કચરાનો યોગ્ય નિકાલ થાય એવી અમારી બધાની એવી અમારી જાણ કરવાની વાત છે